અલ્યા બે મિનિટમાં પૂરૂં થઈ જાય ને આ એકદમ ફર્સ્ટ ક્લાસ હા હા હું એકચુંલી જઈ રહ્યો છું અમદાવાદ બાજુ તમે કઈ બાજુ જઈ રહ્યા છો મહેસાણા બાજુ જઈ રહ્યા છો હા હા પણ મહેસાણા સુધી જતાં હોય ને તો એનાથી થોડેક આગળ છે ને ઊંઝા છે ત્યાં ઉમિયા માતાનું મંદિર છે ત્યાંય તમે દર્શન કરવાનું ભૂલતા નહીં હા મહેસાણાથી થોડેક જ આગળ જવાનું છે ઊંઝા તમે કહેશો એટલે તમે તમને જીરાની તમને સ્મેલ આવશે જીરાનું ઉત્પાદન ત્યાં થાય છે સારામાં સારું એટલે તમને સ્મેલ આવશે એટલે તમારે સમજી જવાનું કે આ ચાલું થઈ ગયું છે ઊંઝા અને ત્યાં ઉમિયા માતાનું બહુ જ મોટું એવું સરસ મજાનું મંદિર છે ત્યાં દર્શન કરવાનો લાભ તમે ચૂકતા નહીં હા હા હા હા સો ટકા સો ટકા કેમ નહીં એક લાખ ટકા તમે ત્યાં જીરું તમે જોઈએ એ પ્રકારની કોલેટી સાથેનું તમને મળી જશે અરે ક્યારેક હા હા હા ગરમી વધારે છે પણ અત્યારે હાલમાં શું છે કે થોડુંક પાછું વાતાવરણ એવું હળવું પણ છે એટલે તમને વાંધો નહીં આવે તમે મહેસાણા સુધી તો જઈ જ રહ્યા છો તો ત્યાંથી ઊંઝા બહુ દૂર નથી એમ હા એટલે હવે જોઈએ હવે તમારામાં જ તરત આપણે સ્ટેશન પર છીએ તો ત્યાંથી તમે એક કામ કરો ને એવું હોય તો તમે અમદાવાદ પહોંચી જાવ પહેલાં અમદાવાદ પહોંચીને પછી ત્યાંથી પછી તમે હા હં હં હં હા હા હા સરસ સરસ સરસ પાકું પાકું જલ્દીથી પહોંચી જજો અને પછી આનંદ માણજો હા હા